બોલો

હા તો હા કોની જોડે બોલવાનું થયું હા હા હા એ તો હવે બધું થઈ રહે પણ એમનું નામ શું શું છે મગનભાઈ હા તો એટલે રોડ બાબતે ઝગડો કરે કંઈ વાહન મૂકે એવું કરે ને હા ચોક્કસ હું એમને વાત કરું છું એમને બી બોલાવી રાખું છું એટલે ભેગા મળીને સમાધાન એ કરી આપું છું કંઈ વધારે કંઈ આમ તમે ઝગડો જેવુ ના કરતાં એનું હું નિરાકરણ લાવી દઇશ સમાધાની કરાવું છું હા એને સાથે રાખજો ને હું ત્યાં આવીશ પછી એમને બી બોલાવીશ તમને બી બોલાવીશ બંને ને ભેગા કરીશ પછી સમાધાન કરાવું છું હું હા સારું હા ના ના નહીં થાય હવે પેલું બને જણને ભેગા કરીને સમાધાન કરું ને એટલે ઝગડો નહીં થાય હવે

હા સારું